સુરત જિલ્લો આમ તો ઉત્સવ ઉજવવામાં બહુ આનંદિત છે અને બહુ મોખરે છે સુરતની જે પ્રજા છે એ મૂળભૂત ઉત્સવ પ્રિય છે અને ખાવાના માટે જાણીતી છે તો સુરતની અંદર લગભગ બધા જ પ્રકારના ઉત્સવો બહુ જ ધામધૂમથી ઉજવાય છે ધાર્મિક લઈ લો પ્રાદેશિક લઈ લો રાષ્ટ્રીય તહેવારો લઈ લો કે આંતરરાષ્ટ્રીય તહેવારો બધાજ તહેવારોમાં લોકો બધા જ લોકો ખૂબ મજા કરે છે હવે મુખ્યત્ત્વે સુરતની અંદર ઉત્તરાયણ માટે જાણીતું છે ઉત્તરાયણ ચૌદમી જાન્યુઆરી એ તો એ દિવસની તૈયારી માટે સુરત લગભગ દિવાળી પછી શરૂ થઈ જાય છે એની ઉજવણીના ભાગરૂપે તો અમારા સુરતની અંદર સુરત સિટીની અંદર એક ભાગળ પર ડબગરવાડ કરીને એરિયા છે એની અંદર પતંગ દોરવા ચગાવવાની જે દોરી છે એ દોરીને માંજવાનું કામકાજ શરૂ થાય છે અસંખ્ય ચરખાઓ પર દોરી ઘસાવાનું ચાલું થઈ જાય છે ત્યાં ફીરકી મળે દોરી મળે કલર તમારે કયા કયા પસંદ કરવા છે એ થઈ શકે એ બધું જ લગભગ નવેમ્બર ઓકટોબર નવેમ્બરની અંદર શરૂ થઈ જાય છે બે ઉત્તરાયણના બે મહિના પહેલાં તો આ બધુ શરૂ થઈ જાય અને એટલે આપણને જતાં આવતાં ખબર પડવા માંડે ઓ ઉત્તરાયણ ઉત્તરાયણ આવી રહી છે ઉત્તરાયણ આવી રહી છે તો એ ફીરકી જે દોરી છે એ ત્યાં મળવાની શરૂ થઈ જાય છે ઉત્તરાયણના આગલા દિવસે એટલે કે તેરમી જાન્યુઆરીએ એ જ એરિયાની અંદર પતંગો વેચાય છે અરે રેરેરેરે એટલા બધા પતંગો અને એ જથ્થાબંધના ભાવે વેચાતા હોય છે એટલે પડાપડી હોય છે જેમ જેમ રાત વધતી જાય એમ લોકોનો ધસારો વધતો જાય એટલા બધી ભીડ એટલી બધી ભીડ હોય અને સુરત આમ પણ ખાવાના માટે પણ જાણીતું છે એટલે એ બાજુની બધી ફરસાણની દુકાનો રાત આખી રાત ચાલું હોય એટલે લોકો પતંગની ખરીદી કરે દોરીની ખરીદી કરે નાસ્તા પાણી કરે અને નાના છોકરાઓ આવ્યા હોય તો નાનાં છોકરાના પતંગો લે એની નાની ફિરકીઓ મળતી હોય આ બધુ આગલે દિવસે આવી જાય ઘરે અને બધા પોતપોતાના પતંગોની કન્ના બાંધીને બીજા દિવસ માટે તૈયાર રાખે એ દિવસે આ એ જે સિઝન છે અમારે ત્યાં જાન્યુઆરીની એ સુરતની અંદર પોંક પાપડી અને પતંગ એક એવી કહેવત છે કે એ ત્રણની સાથે મજા લો તો એ દરમ્યાન આંધળી વાની એ જુવારની એક પ્રકાર છે એ આંધળી વાનીનો પોંક મળતો હોય છે આંધળી વાનીનો પોંક એને આખા એના ભઠ્ઠાની અંદર એને શેકીને ઝૂડીને બનાવવામાં આવે છે અને એની સાથે મસાલેદાર સેવ મળે છે લીંબુ મરીની સેવ તીખી સેવ મોળી સેવ લીલી સેવ અને આ બધી સેવની સાથે એ પોંક ત્યાં વેચાતો હોય છે તો એ ભઠ્ઠામાંથી લોકો પોંક લઈ આવે સેવ લઈ આવે અને હા સાથે પોંકવડા પણ મળે છે હં એટલે એ પોંકવડા પણ લઈ આવે એટલે સવારનો નાસ્તો બધા ધાબા પર ચઢીને પોંક પોંકવડા સેવ એ બધો નાસ્તો કરે છે હવે જમવાની અંદર ઉત્તરાયણની અંદર સુરતમાં પાપડી ઊંધિયાની પાપડીની સિઝન હોય છે એટલે ઊંધિયું જે લગભગ સુરતમાં ખવાતી ખવાતું શાક છે અને આખા ગુજરાતની અંદર એ પ્રસિદ્ધ છે એવું સરસ મજાનાં તેલમાં પાંચ જાતનાં શાકભાજી પાપડી રીંગણ શક્કરીયા રતાળું અને વેંગણનું બનેલું ઊંધિયું લીલું લસણ હોય ભરપૂર હોય છે આ સિઝનની અંદર એટલે એ બધું ભેગું કરીને સરસ મજાનું શાક બનાવવામાં આવે છે જલેબી બનાવવા જલેબી બહારથી લાવવામાં આવે છે પૂરી શાક એ બપોરનું જમણવાર થયું અને નાના છોકરાથી માંડીને અબાલ વૃદ્ધો બધા જ ઉપર અગાસીની અંદર પતંગો ચગાવે છે એટલા બધા પતંગો આખું આકાશ રંગબેરંગી થઈ જાય અને એને જોવાની ખૂબ જ મજા પડે પણ અમે સ્ત્રીઓ સવારે બધા ઘરનાં કામકાજ અને રસોઈમાં વ્યસ્ત હોઈએ એટલે અમે બધા બપોર પછી જઈએ તો ત્યાં સુધી તો આખો દિવસ બધાનાં સ્પીકર અને મ્યુઝિક બધી સિસ્ટમ ઉપર અગાશી પર જતી રહી હોય અને મોટે મોટેથી જે જે સમયના બધા એકદમ સારા ગીતો હોય એ વગાડે લોકો એટલું બધું એન્જોય કરે અને કાપ્યો છે કાયપો કાપ્યો ના અવાજો એની સાથે ઢોલ નગારા પણ લઈને અગાશીમાં ચઢ્યા હોય તો એના અવાજો આમ એટલા બધા એટલું સુંદર વાતાવરણ થઈ જાય કે તમને આનંદ આનંદ આવી જાય અને બસ આ બપોરે પછી આ ઊંધિયા પુરીનું જમણ અને ફરી પાછું સાંજે ચાર વાગે એટલે ફરી પાછો આકાશની આ આકાશમાં પતંગો ચગવા માંડે બધા ધાબા પર ચડી જાય બધો મહિલા વર્ગ પણ પછી ઉપર આવી જાય અને બધા મજા કરે રાત સુધી ત્યાર પછી મોટે ભાગે રાત્રે બહારથી લોકો બધા સોસાયટીની અંદર હોય તો બધા ભેગા થઈને બહારથી જમવાનું મંગાવે અને બધા ખાય જમીને બધા મજા કરે અહીંયા આંતરરાષ્ટ્રીય પતંગનો તહેવાર પણ ઉજવવામાં આવે છે અને એમાં ઘણાં બધા ફોરેનનાં લોકો એ લોકોના મોટા મોટા ડ્રેગન સાઈઝના પતંગો લઈને આવે છે અને એ બધા પણ એક વિશાળ જગ્યા પર ક્યાં તો નદી કિનારે ક્યાં તો અમારા ત્યાં ઘણા મોટાં મોટાં મેદાનો છે કારણ કે એ લોકોના પતંગો બહુ જ મોટા હોય છે તો એ મેદાનોની અંદર એ લોકો પતંગો ચગાવે છે બહુ બધા લોકો જોવામાં આવે છે કારણ કે આપણે ત્યાં જે પતંગ મળે છે એનાં કરતાં ઘણા વિશાળકાય પતંગ હોય છે તો એ ચગાવે છે ઉત્તરાયણને દિવસે રાત્રે પછી પેલા ફાનસ કહે છે એવા પતંગો પણ ચગાવે છે પણ હવે એ બધા ચાઈના બનાવટના હતા એટલે હવે એ બંધ કરી દીધા છે તો આમ ઉત્તરાયણનો તહેવાર પણ બહુ સરસ રીતે ઉજવીએ છીએ અને નવરાત્રિ નવરાત્રિ પણ અમારે ત્યાં બહુ સરસ થાય છે એનું આયોજન કરવા માટે જે અમારા કોર્પોરેશનવાળાએ ડોમ બનાવ્યા છે એ કે ઇન્ડોર સ્ટેડિયમ છે એની હરાજી ત્રણ ચાર મહિના પહેલાં થવા માંડે અને આખા સુરતની અંદર લગભગ જુલાઇ ઓગસ્ટથી ગરબાના ક્લાસીસ શરૂ થઈ જાય એમાં જ બધા દોઢિયાના ક્લાસીસ અલગ અલગ રીતે બધા શીખવતા હોય છે અને એ બધાનો નિચોડ પછી નવરાત્રિના નવ દિવસોમાં થાય છે એ નવરાત્રિના નવ દિવસોમાં સોસાયટી એપાર્ટમેન્ટ બધા જ પોત પોતાના કોમન પ્લોટની અંદર આ નવરાત્રિનું આયોજન કરે એટલે બધા ત્યાં જ સાથે મળીને સરસ મજાના ગરબા ગાય માતાજીના ગરબા ગાય પછી બધા દોઢિયા કરે પછી થોડા વેસ્ટન મ્યુઝિક પર પણ બધા ડાન્સ કરે અને એ નવે નવ દિવસ બધા ઘણે બધા ખાવાનાના સ્ટોલ હોય ખીચુથી માંડીને આ મોમોઝ હોય ભેળ પૂરી હોય પીઝા હોય અને ચાઇનીઝ આવે બધુ ધુ જ મળતું હોય દરેક જગ્યા પર બહાર એટલે લોકો નવરાત્રિમાં ગરબા કરી કરીને પછી આ નાસ્તા પાણી પણ કરે અને નવરાત્રિ પહેલાં ઠેર ઠેર જ્યાં જગ્યાઓ છે જ્યાં હૉલ છે ત્યાં ચણિયા ચોળી અને નવરાત્રિને લગતા જે બધા ઘરેણાંઓ છે એનું પ્રદર્શન થતું હોય છે એ બધા પ્રદર્શનની અંદરથી બધા પોતપોતાની રીતે લઈ આવે પોતાની જાતે પણ થોડુંક નવું વર્ક કરે અને નવે નવ દિવસ બધા છોકરાથી માંડીને છોકરીઓ અબાલ વૃદ્ધ બધા ભેગા થઈને એ નવરાત્રિ સરસ મજાની ઉજવે છે અને એ એને ઘણા જગ્યાએ તો એનાં મોટાં મોટાં ઇનામો પણ હોય છે હા સૌથી સરસ ડ્રેસનાં સૌથી સરસ કોસ્ચ્યુમનાં સૌથી સરસ એક્શનનાં એમ અલગ અલગ ઇનામો પણ રાખે છે અને ઘણા એનાં વય પ્રમાણે જૂથ પાડી દેવામાં આવે છે અને એ પ્રમાણે ઇનામોની પણ વહેંચણી કરવામાં આવે છે એ નવે નવ દિવસ પણ ખૂબ જ સરસ અને ખૂબ જ આનંદ આવે છે અને એક વાતાવરણમાં આખી માતાજીની ભક્તિ સાથે બધા મંદિરો પણ ઘણાં સરસ સજાવે છે અને માતાજીની ભક્તિ સાથે એક આખો આ ભક્તિમય વાતાવરણ ઊભું થાય છે બંને તહેવારો ખૂબ મજાના છે